મારા મતે ફોટોગ્રાફરની ભૂમિકા સમય જતા બદલાઈ ગઈ છે કેમ કે આજના આજના આધુનિક ટેક્નોલોજીના જમાનામાં છે ને બહુ કેમેરા થોડા બહુ શું કહેવાય એક્સપેન્સિવ બી છે અને પ્રોફેશ્નલ બી આવી ગયા છે જેના કારણે આજે હરેક માણસ ફોટોગ્રાફી કરતો હોય છે જે જે કેમેરાના લેન્સના કારણે આધુનિક ટેક્નોલોજીના કારણે ફોટા ઘણા આકર્ષક અને સુંદર દેખાતા થઈ ગયા છે જે કારણથી ઘણી બધી વસ્તુઓ ફોટોગ્રાફરની ભૂમિકા તરીકે મારી જે હતી એ બદલાઈ ગઈ છે તે કારણે આ વ્યવસાયને મેં સુલભ અને સ્પર્ધત્મક પણ બની ગયો છે જેમ કે હરેક જ્યારે ગમે તે બાજુ જુઓ તો ફોટા ઘણા બી લોકો પાડતા હોય છે જે કારણથી આજે લોચા પણ થાય છે બરાબર તો ચા